ઘણા લોકો ધર્મનો ગેરલાભ લે છે ભોળા માણસોને ભોળવીને તેમની પાસેથી પૈસા પડાવી લે છે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોળી થઈ જાય છે અને ધર્મના નામે તેમની સાથે છેતરપિંડી થાય છે